ગુજરાતમાં બહારથી ફરવા આવનાર પ્રવાસીઓ માટે સૌથી સારી સિઝન તો શિયાળો જ કહેવાય પરંતુ ચોમાસા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં આવેલું સાપુતારા એક એવું હિલ સ્ટેશન છે કે જ્યાં ચોમાસા દરમિયાન પ્રવાસે આવી શકાય ત્યાંના રમણીય સ્થળો ત્યાંના ગીર ધોધ નો આલહાદક માણવા માટે ચોમાસાની ઋતુ સાપુતારા માટે ફરવા માટે ખૂબ જ સારી કહી શકાય એવી જ રીતે સી જન્માષ્ટમીનો તહેવાર જન્માષ્ટમીના તહેવાર પર ડાકોર દ્વારકામાં કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં મોટા મોટા મેળાઓ લાગે છે તો આ સમયે પણ જન્માષ્ટમીના સમયે પણ ગુજરાતની બહારથી આવ ઘણાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો શિયાળાની ઋતુમાં આ રણ મહોત્સવ કચ્છ ભુજની અંદર સફેદ રણ મહોત્સવ થાય છે આ રણ મહોત્સવમાં પણ શિયાળો દરમિયાન થતો હોવાથી ખૂબ જ પ્રવાસીઓ ટુરીઝમો એમાં ભાગ લેવા માટે એનો આનંદ એના મેળામાં આનંદ મેળવવા માટે આવે છે જેમ કે આમ તો ઉનાળા દરમિયાન ખૂબ જ ગરમી હોવાથી આ ટુરીઝમો વ સૌથી વધારે પડતો